અમે નાના હતા ત્યારે અમે ઘણી બધી રમતો રમતા હતા જેમકે દોડ લાંબી કૂદ કબડ્ડી ખોખો ભમરડો પછી લુડો આ બધી ઘણી બધી એવી હાથથી બનાવેલી વસ્તુ હતી કે જેનાંથી અમે રમી શકતા હતા અને અમે ઝાડ પર સંતા અ ઝાડ પર રમવાની તે એક રમત છે લીંબા લીંબડી પીપડી અને અને અમે સંતાકૂકડી ને બધી રમતો રમતા હતા આજના જમાનામાં તો બાળકો ઘરમાંથી બહાર જ નથી નીકળતાં અને તેઓ મોબાઈલ લઈને બેસી રહે છે અને મોબાઈલમાં પણ બહુ ઘણી બધી અ એવી ગેમ્સ મુકવામાં આવે છે કે જેનાથી બાળકો તેમાં જ પૂરા દિવસ રમ્યા કરે છે બહાર તો રમવા કોઈ નીકળતું જ નથી અને આ બધી ગેમ અમે તો ઘણી બધી આવી ગેમો રમ્યા છીએ જેનાથી પરસેવો થાય અને થાક પણ ઉતરી જાય અને બાળક એક સ્વસ્થ રહે એ માટે તો આ મોબાઈલની ગેમો તો બધી ખરાબ વસ્તુ છે અને બહાર જવાથી બાળકોમાં કંઈ સ્ફૂર્તિ આવે છે અને પરસેવો થવાથી તેને એનર્જીનો અનુભવ થાય છે બધી આ ગેમ્સ મોબાઈલનું તો બધું ખરાબ છે અને અમે અમે જ્યારે નાના હતા ત્યારે અમે તો સાંજ પડે એટલે રમવા માટે બહાર જવા નીકળતા અને જુદી જુદી ગેમો રમતા અને બધાં સાથે મજા માણતા અમને તો ખૂબ જ મજા આવતી હમણાંના બાળકો તો મોબાઈલ લઈને બેસી રહે છે જેનાથી તેનો મ મગજ ફ્રેશ પણ નથી થતું અને તેમને કંટાળો આવે છે જે વસ્તુનો જે વસ્તુઓ કહેવામાં આવે તેમાં તેઓને કંટાળો આવતો રહે છે અને અને તેનું સ્વભાવ એકદમ ચિચડું જેવું થઈ જાય છે એટલે તેમને ગુસ્સો બહુ આવે છે અને આ મોબાઈલને જોતાં જોતાં તેઓ કરતાં હોય છે મોબાઈલ એ ખોટી વસ્તુ છે એ બાળકોને આપવા એ જરૂરી નથી તેઓને ઘરની બહાર રમવા માટે મોકલવા જરૂરી છે લોકો હમણાં તો ક્રિકેટ ને ફૂટબોલ ને બેડમિન્ટન ઘણી બધી એવી ગેમ્સ છે કે જે બાળકો મોબાઈલમાં જ રમતા હોય છે પરંતુ આ બધી વસ્તુઓ બહાર રમી જૂઓ તો કેટલી મજા આવે તે તમને ખબર નથી એટલે બાળકોને બહાર રમવા માટે મોકલવો જરૂરી છે અને તેનું સ્વાસ્થ્ય સુધ સુધરી શકે એવું છે